મેં સૌથી વધારે પડકારજનક વાનગી રીંગણાનો ઓળો અને ચોખાનો રોટલો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો એના પરથી મને ઘણો સારો એવો અનુભવ થયોને એમાંથી મને ઘણું એવું શીખવા મળ્યું આ રીંગણાનો ઓળો બનાવો આપણે કોઇપણ શાકભાજી જેટલો નોર્મલ એમ સીધો સાદો હોતો નથી એને બનાવા માટે એમાં મહેનત ઘણી હોય છે એમાં આપણે કોઈપણ શાક ભાજીને જ એવી રીતે કોઈ ગેસ ઉપર કે પછી ચૂલા ઉપર તેલ નાખીને મીઠું મરચું મસાલો નાખીને આપણે એને સરળ રીતે બનાવી શકીએ છીએ એટલો સરળ આ રીંગણાનો ઓળો બનાવો હોતો નથી એના માટે આપણે આંગણામાં આંગણામાં લાકડા ભેગા કરીને લાકડા ઉપર ઘાસ પુસ નાખીને એને એને સળગાવવો પડે હે એમાં મોટો એનો ભડકો કરવો પડે છે અને એની ઉપર આપણે રીંગણાને નાખવામાં આવે છેને અને એના ઉપર નાખ્યા બાદ આપણે એને શેકાવા દેવા પડે છે દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક સુધી પણ આપણે એને શેકાવા દેવા પડે છે અને એના માટે એમાં સારી એવી અગ્નિ એને એટલે કે સારી એવું એમાં બળતું કરવું પડે છે અને આ બળતુમાં માં એકતો ગરમીમાં માણસ તો ના એ બળતું કરતાં એ માણસ એ સહન નથી કરી શકતો પણ એ થોડું મુશ્કેલ કામ હોવા છતાં પણ એ બનાવામાં માણસને મજા આવતી હોય છે એટલે એ રિંગણાના આપણે ઓળો બનાવા માટે જે રીંગણાને આપણે એ તાપણા ઉપર શેકયા હોય છે એ શેકયા પછી એને એમાંથી આપણે ભડકામાંથી બહાર કાઢીએ છીએ અને બહાર કાઢ્યા પછી એ તેને આપણે તેની જે રીંગણાંના ઉપરની જે છાલ હોય છે એ છાલને આપણે ઉતારીએ છીએ અને ત્યાર પછી એ છાલ ઉતાર્યા પછી અંદરનો જે મસાલો કે એની અંદરનું જે કાંઇ રીંગણાની અંદરનું હોય તે આપણે કોઈ થાળીમાં કે કોઈ સારા એવા વાસણની અંદર એને કાઢીએ છીએ પછી એને આપણે કોઈ સાધન હોય એના વડે આપણે એને આમ ક્રશ કરીને એટલે એનો આમ મિક્સ મિકસિંગ કરી નાખીએ છીએ એનો ભૂકો કરી નાખીએ છીએ ત્યાર પછી તેને ગેસ ઉપર કે ચૂલા ઉપર તેલની અંદર વઘાર કરીને પછી આપણે ઓળો બનાવી શકીએ છીએ એવીજ રીતે ચોખાનો રોટલો તો ચોખાનો રોટલો જે બનાવા માણસ માટે સહેલો હોતો નથી કેમકે ઘઉની રોટલી કે રોટલો બનાવતા આપણે લોટને બાંધ્યાજ બાંધીએ છીએ એટલો ઇઝી એટલો સરળ એ લોટ બાંધવો નથી એ એમ જે આપણે ઘઉના રએ રોટલી બનાવા માટે લોટ બાંધીને જે તૈયાર થઈ જાય છે એટલો સરળ રીતે ચોખાનો રોટલો તૈયાર થતો નથી એને ખૂબ મસળવો પળે છે એને મસળ્યા પછી ખૂબ એને એટલે ખૂબ એટલે ખૂબ મસળ્યા પછી પણ એને એટલી તકેદારીથી શાંતિથી આપણે એને આમ હાથમાં થપ થપાવો પડે છે કાં પછી તમે થપ થપાવાથી પણ રોટલો એટલો સરળ રીતે એટલી મુશ્કેલીથી પણ તૈયાર થતો નથી એના માટે આપણે વેલણ વડે પાટલી ઉપર આપણે તેને વણવો પડે છે તોજ એ રોટલો તૈયાર થાય છે કેમકે બધા રોટલામાં ચોખાનો રોટલો બનાવવો ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ એના ઉપરથી તમ આપણને એટલું શીખ અનુભવ મળે આપણને આપણે જિંદગીમાં એટલું શીખવા મળે કે આ માણસને ધીરજ રાખવી જરૂરી છે કેમકે જો માણસ જો મકાઇનો આ રીંગણાનો ઓળો બનાવામાં જો માણસ આટલી ધીરજ રાખીને આટલી મહેનત કરીને એ આટલી એકતો ગરમીમાં પોતે એટલા ભડકાની પાછળ ઊભો રઈને તે ઓળો બનાવતો હોય છે ને એની અંદર એની જોડે ઊભું રઈને તે એમાં એટલો ઓળો તૈયાર કરી શકતો હોય છે અને એટલી એમાં મેહનત લાગે છે કેમકે એનામાં માણસને ધીરજ હોય તોજ એ વ્યક્તિ એટલું કરી શકે છે નકર કોઈપણ માણસને કોઈ એટલી મુશ્કેલી વાળી વાનગી બનાવાનો સમય હોતો નથી એના માટે ધીરજ ખૂબ જરૂરી છે એવીજ રીતે ચોખાના રોટલામાં પણ એવું છેકે એ બનાવવા માટે પણ માણસને ધીરજ શાંતિ હોવી જોઈએ જો માણસમાં ઉતાવળ હોય કે પછી એનાથી મેહનત કરવા છતા પ્રયત્ન કરવા છતાં પણ એનાથી તૈયાર નો થાય અને માણસ ગુસ્સામાં પછી આડું અવળું કરી બેસે એ તેવું થાય છે પણ જો માણસની અંદર ધીરજતા અને શાંતિ હશે તોજ એ વસ્તુ કરી શકશે એટલે આની અંદરથી એમ મને એટલું શીખવા મળે છેકે કોઈપણ કામ હોય જીવનમાં હોય કે અને રસોઈમાં હોય તેની અંદર આપણે બનાવવામાં હોય કે આપણે લાઈફને બનાવવામાં હોય આપણે ધીરજતા અને શાંતિ જરૂરી છે જરૂરી છેને જરૂરી છે